તસ્વીરો લેવાનો શોખ તો મને નાનપણથી જ હાયલો આવે છે એટલે એના વિશે તો હું તમને ચોક્કસ જણાવીશ તસવીર લેવાનો એટલે ફોટા પાડવાનો શોખ છે મને તો ફોટા મને કેવાં પડવાનો શોખ છે એ પૂછો છો તો હું તમને જાણવું કે ફોટામાં મને ઘણા બધા પ્રકારો હોય છે ફોટામાં પણ જેમકે થ્રી એક્સમાં તમે લઇ શકો ટુ એક્સમાં લઇ શકો વન એક્સમાં લઇ શકો એવી રીતના ફોટામાં પણ અલગ આવે કે પોર્ટ્રેટમાં તમે લઇ શકો છો વાઈડ એંગલમાં લઇ શકો છો પણ આ બધા જ માંથી મારું ફેવરેટ એંગલ છે મતલબ ક્લોઝ અપમાં પોર્ટ્રેટ ફોટા પાડવા મને ખૂબ જ ગમે છે કેમકે આપણે ગમે ત્યાં દેખાડીએ ને તો પણ છે ને મજા આવે કે આ જો કેવો મસ્ત ફોટો છે અને ફોટો એ પડ્યો જ એવો સરસ હોય છે કે એની વાત જ અલગ છે ફોટામાં પાછળનું તમને બેગ્રાઉન્ડ તમે જોશો તો એકદમ બ્લર થઈ જશે અને તમે સેન્ટરમાં ઉભા હોવ છો અને સેન્ટરમાં ઉભા હોવ છો તો તમારી જે ક્લેરિટી આવે છે એમાં એ એકદમ અનોખી જ હોય છે એ જોઈ તમે એને ઝૂમ કરીને પણ જોશો ને એ ફોટાને તો તમને એટલી ક્લેરિટી આવશે એમાં અને એટલી શાર્પનેસ આવશે કે તેમને જોવું જોયા જ રાખું ફોટાને એવું થશે એટલે એ જોવાની તો મજા જ આવે જ અને એની સાથે જ તમે એને ફોટામાં કલરની સાથે સાથે તમે એને એડિટ કરીને જો તમે કરો તો એની આઉટપુટ પણ તમને વધારે જોવાની મજા આવે એટલે ફોટો પોર્ટ્રેટ પાડવો એ ખૂબ જ લાભદાયક છે મજા આવે એમાં અને હું તો બધાને સજ્જેસ્ટ કરીશ કે ફોટો પોર્ટ્રેટ જ પાડવો જોઈએ મારા ફ્રેન્ડ પાસે જાઉં તો એનો મોબાઈલ લઈને પણ હું એનામાં બીજા ફોટા ના પાડું પોર્ટ્રેટ જ પાડું અને એ મજા આવે એટલે હું બધાને જ એ મજા લેવાની સજેસ્ટ કરું પોટ્રેટ ફોટા પાડવાના શું પાડવાના પોટ્રેટ ફોટા